બપોર અને રાત્રિના ભોજન માટે સામાન્ય રીતે અમારા ઘરમાં દાળભાત હોય છે રોટલી હોય છે અને અલગ અલગ પ્રકારની વાનગીઓના શાક હોય છે રાત્રિના સમયે અ સુવાનું સમય હોવાથી રાત્રિના સમયનું ભોજન ખૂબ જ હળવું ભોજન હોય છે જેમાં મુખ્યત્તવે દાળભાત ખિચડી છે અથવા તો આવાં હલકા ફૂલકા પ્રકારનું અ ભોજન તૈયાર કરવામાં આવે છે જે આરામથી પચી શકે અને રાત્રિ દરમ્યાન એ ભોજન દ્વારા કોઈ હેરાન ન થાય એવાં પ્રકારનું ભોજન બનાવવામાં આવે છે બપોરના સમયમાં થોડુક હેવી ભોજન બનાવવામાં આવે છે કારણ કે એ દૈનિક ક્રિયા અને રોજિંદા કામ માટે ઍનર્જી માટે ભોજન કરવું અને પૂરતાં પ્રમાણમાં પ્રોટિન મેળવવું એ ખૂબ જ જરૂરી હોય છે જેથી કરીને બપોરના સમયમાં ઘણી વખતે બાજરીના રોટલા કઢી ખિચડી દાળ બાટી વગેરે જેવી ઘણી બધી પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને બપોરનું જે ખાવાનું હોય છે એ થોડુક હૅવી તૈયાર કરવામાં આવે છે જેથી કરીને દિવસ દરમ્યાન પૂર્ણ આખા દિવસની ઍનર્જી એમાંથી મળી રહે અને એ કામ કરવાની શક્તિ રહે એ માટે બપોરનું ભોજન સૌથી હૅવી બનાવવામાં આવે છે જયારે એના મુકાબલે સ રાતનું ભોજન એકદમ હળવું અને આરામથી પચી શકે એવું તૈયાર કરવામાં આવે છે જેના પરિણામે કોઈક રોગચાળો ન થાય પાચનક્રિયા જળવાઈ રહે અને આપણું શરીર સ્વસ્થ રહે છે તથા શરીરને પૂરતાં પ્રમાણમાં ઍનર્જી પણ મળી રહે છે જેથી અમારે ઘરે આવા પ્રકારનું ભોજન અને વાનગીઓ તૈયાર કરવામાં આવતી હોય છે